વિહીકલ વિષે નૉલેજ ન હોય તો ક્યારેય પણ સેકન્ડ હેન્ડ વિહીકલ લેવું ના જોઈએ આપણે પૈસા બચાવવા જતાં સસ્તું મળતું હોય તો અમુક વાર સેકન્ડ હેન્ડ વિહીકલ લઈ લઈએ છે પરંતુ પાછળથી તેમાં ખર્ચાઓ ચાલુ થઈ જાય છે તેથી જો આપણને યોગ્ય નૉલેજ ના હોય તો ક્યારેય પણ સેકન્ડ હેન્ડ વિહીકલ લેવું ન જોઈએ